હેલો હા હું મનિષા ગાંધી બોલું છું હા બસ મજામાં પણ હમણાં કેટલા વખતથી મારી તબિયત બરાબર રહેતી નથી એના માટે મેં ફોન કર્યો છે લગભગ ત્રણેક મહિના થઈ ગયા છે અને એ ત્રણ ચાર મહિના દરમિયાન થોડીક તકલીફ વધી ગઈ છે હમણાં ના એનાથી અ વાત બરાબર છે પણ હવે રૂટિનમાં આપણે થોડુંક બીઝી થઈ જઈએ એટલે થોડું મગજ પછી નીકળી જાય છે કે આપણે ડૉક્ટર પાસે જવું છે હવે એમાં એવું છે કે મને તકલીફ જરા બધી થોડી વધી ગઈ છે કે મને શરીરમાં થાક બહુ લાગે છે પછી ઊંઘ આવે છે કામ કરવાનું મન નથી થતું અન કોઈના પર ચિડાય જવાય છે હા એ હમણાં કરાવેલો છે રિપોર્ટ મેં તો તેમાં બી ટ્વેલ્વ થોડુંક ઓછું પણ નથી ને વધારે પણ નથી એવું ટાઈપનું છે અને બીજું કેલ્સિયમ ને બધું બરાબર છે ઓકે શું

ઓકે બી ટ્વેલ્વની તમે સજેસ્ટ કરેલી છે એ દવા હું લઉં છું ઓકે ઓકે થેન્ક યુ યુ હા યુ